ભારતમાં ઘણા બધા સ્થળો એવા છે કે જે બાઈક દ્વારા જ મુલાકાત લેવા જોઈએ જેમકે રાજસ્થાનમાં આવેલો માઉન્ટ આબુ જે અમદાવાદથી બસો ને દસ કિલોમીટર આવેલ દૂર આવેલું છે પણ એકવાર આબુ પહોંચ્યા પછી ત્યાંથી ત્રીસ કિલોમીટર ઉપર જવા માટે પહાડોમાં તમે બાઇક લઈને જાવ તો તમને તેના પર્યાવરણની ઠંડા માહોલમાં મજા આવશે ત્યાંથી ઉપર ગુરુશીખર જશો તો ત્યાં વાદળોની વચ્ચે બાઇક ચલાવવા પહાડમાં છેક ઉપર પહોંચી જશો તો વાદળો હશે ને ત્યાં વાદળોની વચ્ચે બાઈકમાં જ તમને મજા આવશે તમને ગાડીમાં મજા નહીં આવે અને જેવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તમે બાઇક લઈને જવું જોઈએ અને અમે હંમેશા ત્યાં બાઇક લઈને જ જતા હોઈએ છીએ